હેલો રિષી ફ્રોમ જીઓ કેર કયા મેં આપકી કુછ સેવા કર સકતા હું

અચ્છા ભાઈ એમાં છે ને બે વસ્તુ છે તમારા ત્યાં જીઓ ફાઈબર હજું પહોંચ્યું નથી પહોંચ્યું એ પહેલાં અમારે જોવું પડશે તો તમારા પિન કોડ મને જરીક મોકલી આપો છો તો હું તમને ડિટેલ કહું બોલો ને બોલો ને પિન કોડ બોલો ને તમારો ઓગણચાલીસ પાંચસો અચ્છા અચ્છા હા એ એરિયામાં તમારો જીઓ ફાઈબરનો થઈ શકે છે જીઓ ફાઈબરનો બેનિફિટ હવે જુઓ જીઓ ફાઈબરમાં છે ને તમારે તમારે ત્રણ પ્લાન આવશે આમ તમે એન્યુઅલ જોવા જશો તો સિક્સ નાઈન્ટી નાઇન વન નાઈન્ટી નાઇનવાળો આવશે તેમાં ખાલી તમે ત્રીસ એમબીપીએસ મહિના માટે મળશે અને વન હન્ડ્રેડ નાઈન્ટી નાઇન જેવું આવશે એટલે એક હજાર ને નવ્વાણું ટાઈપ આવશે તમારું જેમાં તમને છે ને બેસ્ટ બે છે ને તમને જીઓ જીઓની એપ આવશે ફ્રી ને એક હોટસ્ટાર આવશે ને પ્રાઇમ વિડીયો ને તમને બે ફ્રી આવશે અગર એ એ તમે લો છો ને તમારો ત્રીસ એમબીપીએસનો પ્લાન છે હવે સર હવે ઓલ ઓવર ઉધનામાં છે ને કેટલા ઓડર એવી રીતના એવી રીતના છે એટલે અમે એવી રીતના કહી નહીં શકીએ કે કેટલા ટાઈમમાં પણ તમે કહેશો એના એક બે દિવસમાં તો થઈ જ જશે છે એમ એકસ્ટ્રા ચાર્જ અગર જો અમારો છે ને આમ તો અમે દસ ફૂટ વાયર એમ જ આપીએ છીએ પણ દસ ફૂટની ઉપર કોઈ વાયર હશે ને તો તમારે એકસ્ટ્રા ચાર્જ કરવો પડશે કેમકે હવે તમારે ઓલ ઓવર હવે તમારે વાઇફાઈનું સ્પીકર નખાવા છે જેમકે તમારો ફર્સ્ટ ફ્લોર પર વાઇફાઈ છે તે થર્ડ ફ્લોર પર એની સ્પીડ નથી આવતી તમે વચ્ચે એક સ્પીકર લાગે ને તો એનો તમારે ચાર્જ અલગથી આપવો પડશે એવી રીતના છે હા જીઓ કેર અને ફાઈબર માટે પણ એક અલગ છે જ જેમાં તમે કંપલેન કરી શકો છો અને અગર કોઈ એવો કોઈ આવ્યો પ્રોબલમ તો તમે મને ડાયરેક કોન્ટેક કરી શકો છો હું તમને જવાબ આપીશ કાં તો હું તમને એના માટે લિન્ક કરાવી આપીશ તમે એમની સાથે વાત કરી શકો છો

ના એટલા જ છે અમારું જીઓ ફાઈબરમાં કોઈ ઉપર નીચે નથી થયું જે થયું છે ને તે અમારા રિચાર્જમાં થયું છે સારું સારું અને હા હા એક ઇન્સ્ટોલેસન ચાર્જ લાગશે તમારો જે પંદરસો રૂપિયા જેવો થઈ શકશે ઓકે થેન્ક યુ